હલો હા મારે માથેરાન મારા સ્ટાફ સાથે આવવાનું છે તો અમે લોકો સ્ટાફ સાથે અમે લોકો છ મેમ્બર છીએ અમે વલસાડથી હા કેટલો ચાર્જ ત્રણ દિવસ હા હા બધું તમારે જ વ્યવસ્થા કરવાની અને પર ડેનો કેટલો ચાર્જ લાગશે છ મેમ્બરનો એ તમે મને જણાવશો

આ તો બહું વધારે પડતો ચાર્જ છે હા પણ તમે તેમાં ડિસ્કાઉન્ટ આપી શકો ના પણ અમને હલાઓ અમને પેશીયલ ડિસ્કાઉન્ટ આપોને તો અમે આવવાનો વિચાર કરીએ નહીં તો પછી અમે બીજે જઈએ હા પૂછી ને તમે મને ફોન કરો ક્યારે કરશો આવતીકાલે નહીં મને દસ મિનિટમાં જવાબ આપો કારણ કે મેં બીજી બીજી ચાર જગ્યાએ ઇન્કવાયરી કરી છે તો હું પછી ત્યાં કનફોર્મ કરી લઉં હં તો તમે દસ મિનિટમાં મને જવાબ આપો સાહેબને પૂછીને ઓકે બાઈ